મનોરંજન ઉદ્યોગમાં શરૂઆતમાં વાત કરીએ તો હાલમાં હવે પહેલાં જેવું નથી લોકો હવે તો નેટફિલિક્સ છે એમેઝોન છે અને એના પર મૂવીઝ જોતા થઇ ગયા છે અને એટલા માટે મલ્ટીપ્લેક્ષમાં લોકોની ઈન્ટરેસ ઓછો થઇ ગયો છે પહેલાં તો જે પ્રમાણે મનોરંજન કરતા હતા એ વાત જ અલગ હતી કારણ કે હવે મારા મતે તો હું અત્યારે આ ઉંમરે આટલી ઉંમરે મારા જુના જમાનાને યાદ કરીને યાદ કરૂં તો જે જુના પિક્ચરો મેં જોયા છે બ્લેક એન વ્હાઇટમાં અને જે મ્યુઝિક હતું એ તો અત્યારે એનું નામોનિશાન નથી એટલે કે એમ કહેવાય કે આ રોટન પિક્ચરો બધા બનાવે છે એટલે હું તો મારા ઘરમાં જયારે એકલો હોઉં ને ત્યારે યાદ કરીને જુના જુના મુવીઝ જોઈને હું ટાઈમ પસાર કરું છું એ મ્યુઝિક નથી અને એવા એક્ટરો બી રહ્યા નથી એટલે એ બાબતમાં તો હવે મારે કંઈ આગળ કહેવાનું એમ કે મોબાઇલ ઉપર અત્યારે તો વિડિઓ ગેમ રમાય છે જાત જાતની બધી મોબાઇલ ગેમ્સ આવે છે જ્યાં જુઓ ત્યાં નાના મોટા બધા એમાં પોતાનો ટાઈમ પસાર કરે છે જો કે એક જાતનું નુશન્સ ગણાય છે કારણ કે જયારે ભણવાના ટાઈમે અને કામના ટાઈમે લોકો આવું કરતા હોય છે એ એક સારી વ્યવસ્થા નથી એ અટકાવવી જોઈએ મારા મતે તો ફક્ત કાયદાઓ કાઢવાથી આ જે આજકાલ એક્સસીડન્ટો થઇ રહ્યા છે જે ગેમઝોન બનાવવામાં આવેલા છે એનું તો આપણે વાંચીએ ને પેપરમાં એમ ને એમ આપણને એમ લાગે કે બનાવવાવાળાએ તો બનાવ્યા કાયદાના જે રક્ષકો છે એ લોકોએ શું ધ્યાન આપ્યું દરરોજ જુઓ તો એક દિવસ બે દિવસ થાય અને કોઈ ને કોઈ એક્સિડન્ટ ગમે ત્યારે થાય ગમે તે રીતે લોકો બનાવીને પૈસા ઊભા કરવાનો ધંધો શરૂ કર્યો છે એટલે એકંદરે જે અત્યારે સરકારે જે લાલ આંખ કરી છે ને એ હું તો માનું છું કે બહુ સારું કામ કર્યું છે અને આ અટકવું જ જોઈએ